શાળાઓની અંદર મુખ્યત્વે ગુજરાતી હિન્દી સંસ્કૃત ગણિત વિજ્ઞાન સમાજવિદ્યા સંગીત વ્યાયામ બધું ભણાવવામાં આવે છે શિક્ષકો સારા અને સુશિક્ષિત હોય જ છે શિક્ષકો તાલીમ લીધેલ બીએડ એમએડ એ રીતે તાલીમાર્થીઓ હોય છે એટલે એ પદ્ધતિસરનું જ્ઞાન આપે જ છે અને દરેક વિષયના સ્પેસ્યાલિસ્ટ શિક્ષકો જ હોય છે એટલે એ બહુ સારી રીતે ભણાવે છે અને શિક્ષણનું સ્તર પણ ઘણું સારું જ રહે છે અને આ બધા વિષયો શાળાની અંદર બહુ સારી રીતે ભણાવવામાં આવે છે